હા હા બરાબર છે હવે મારે પ્રસંગ છે એના માટે બે ત્રણ જાતની મીઠાઇ જોઈએ છે દસ દસ કિલોની સમથિંગ એમાં થોડી જલેબી છે પછી મોહનથાળ છે અને થોડો પ્રસાદ માટે પેંડાનું આયોજન કર્યું છે બુંદી એવું હમ્મ એવું અને મોહન થાળનો ત્રણસો રૂપિયા બરાબર વાંધો નહી તો એના માટે મને ટોટલ પિસ્તાલીસથી પચાસ કિલોનું વજન જોઈએ હમ્મ એ રીતના કરવાનું છે મને થોડુંક મંદિરનું છે એટલે વ્યાજબી કરજો જે થાય જે એવું જે થાય જે પાંચ પચીસ એમ હં બીજું કઈ એટલું બધુ છે નથી હવે કરતાં નથી હા આટલું જ છે

હા

હા બે મિનિટ હે બીજું તો હવે બુંદી બુંદી આપજો ને હવે

એ દસ દિવસમાં તારીખ નોંધવું પછી હા સારું